ગયા વર્ષે હું મારા મિત્રો સાથે જે અન્ય બીજા બધા બાઈકર્સ છે એમની સાથે હું એક બાઈક ટ્રીપમાં ગયો હતો એ જે ટ્રીપ હતી અમારી એ વન એક દિવસની ટ્રીપ હતી વન ડે જેને કહેવાય એક દિવસની ટ્રીપ હતી એ એક દિવસની ટ્રીપ માટે અમે લોકોએ એક અઠવાડીયા દસ દિવસ પહેલાથી અમે લોકોએ પ્લાનિંગ કરતાં હતા કે કઈ રીતનું જવાનું છે ત્યાં આગળ ઈ જે બધી પ્લાનિંગ છે જે સફર કે કઈ રીતનો અમે જે સફર હતું એ કઈ રીતનું આયોજિત કરવાનું છે એ રીતનું બધું અમે લોકોએ પ્લાનિંગ કર્યું પહેલા કે કયા કયા મિત્રો આવવાના છે કોના પાસે બાઈક છે કોના પાસે નથી એ બધું અમે લોકોએ પહેલા પ્લાનિંગ કરી કે કયા કયા મિત્રો આવાના છે સાથે એ બધી પ્લાનિંગ કરી અમે લોકોએ પછી ત્યાં રસ્તામાં અમારે ક્યાં આગળ એ રોકાવાનું છે ક્યાં આગળ એ આપણે નાસ્તો કરવાનો છે અમારે ક્યાં આગળ એ પેટ્રોલ ભરાવવાનું છે એ બધી અમે પહેલાથી જ પ્લાનિંગ કરી લીધું હતું કે આ રસ્તા વચ્ચે કોઈ સમસ્યા ના થાય કોઈ ભી મિત્રને એ રીતનું અમારું એ બધી પ્લાનિંગ હતી પહેલાથી જ અને જે દિવસે અમે નીકળવાના હતા એ દિવસે એ દિવસનો એક ટાઈમ અમે લોકોએ નક્કી કરી લીધો તો અને જેટલા બી મિત્રો છે બધા બધા નોકરી નોકરી કરે છે એ રીતનું છે બધા બધા નોકરી વાળા છે તો બધાના જેબી એમનું કામ છે એ રીતનું અમે બધા જોડે પહેલા બેસીને વાત કરી કે કયો દિવસ બધાને સારો રહેશે કે બધાને રજા મળી શકે એ રીતનું તો અમારું જે અમારું સમય પત્રક છે એમાંથી અમે લોકોએ એક સમય નિર્ધારિત કર્યા કે આ દિવસે જવાનું છે અને પેલા બધા જોડે વાત કરી પછી એ દિવસે નિર્ધારિત કરીને અમે લોકો એ દિવસે ગયા અમારા બાઈકની ટ્રીપ ઉપર